ભારતમાં અનેક પ્રકારની રમતો રમાતી હોય છે જેમકે ક્રિકેટ કબડ્ડી ખોખો વોલીબૉલ ફૂટબોલ વગેરે આ તમામ રમતોમાંથી મારી પ્રિય રમત ક્રિકેટ છે અને તે ક્રિકેટમાં પણ ઘણા બધા ખેલાડીઓ વિશ્વ વિખ્યાત છે જેમકે મહેન્દ્ર સિંગ ધોની વિરાટ કોહલી સચિન તેંડુલકર રવીન્દ્ર જાડેજા એબી ડિવિલીયસ વગેરે વિવિધ ખેલાડીઓએ વિશ્વ ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું છે આ બધા ખેલાડીઓમાંથી મારો સૌથી મનપસંદ ખેલાડી વિરાટ કોહલી છે કારણ કે તે જે રીતે બેટિંગ કરે છે તેમજ તેમણે આ ઉમર સુધી તેમની જે રીતે ફિટનેસ જાળવી રાખી છે તે મને ખૂબ જ ગમે છે અને જ્યારે પણ વિરાટ કોહલી બેટિંગ કરવા માટે ઉતરે છે ત્યારે મેદાનનો માહોલ કંઇ અલગ જ હોય છે તેમની જે બેટિંગ કરવાની શૈલી છે તેમજ રમતના મેદાન પર તેમની જે અગ્રેસરતા છે તે મને ખૂબ જ ગમે છે હું પણ નાનપણમાં જ્યારે મારી શેરીમાં ક્રિકેટ રમતો હતો ત્યારે મારી પણ રમતની શૈલી એકદમ વિરાટ કોહલી જેવી જ હતી હું પણ તેમની જેમજ બેટ પકડતો તેમના અનેક શોટનું અનુકરણ કરતો જેથી કરીને મને શેરીના બધા નાના છોકરાઓ કિંગ કોહલી તરીકે જ ઓળખતા હતા વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો તેમની ઉમર હાલમાં ઓગણ ચાલીસ વર્ષની આસપાસ છે તેમ છતાં તેઓ તેમનો વધુ પડતો સમય જિમમાં વિતાવે છે અને વર્કઆઉટ વગેરે કરતાં હોય છે તેમની આટલી ઉમર થવા છતાં પણ તેઓ તેમની જાતને સંપૂર્ણ ફિટ રાખે છે તેમના વ્યક્તિત્વ પરથી આ શીખવા મળે છે કે આપણી ઉમર ગમે તેટલી હોય પણ જો આપણે આપણાં શરીરને તંદુરસ્ત રાખીશું તો એ આપણને ખૂબ જ કામ આવશે તેમજ વિરાટ કોહલી જે રીતે ક્રિકેટના મેદાન પર બેટિંગ કરવા આવે છે ત્યારે મેદાનનો માહોલ જ કંઇ અલગ હોય છે દરેક લોકો તેમની વાહ વાહ કરતાં હોય છે અને તેમની આ વાહ વાહનું કારણ પણ તેમની રમતમાં દેખાય છે તેઓ જે રીતે રમે છે એ મને બહુ ગમે છે કારણ કે તે રીતે રમવાથી તેમણે અનેક રેકોર્ડ સેટ કર્યાં છે જે તોડવા ઘણા ખેલાડીઓનું માત્ર સપનું જ બની જતું હોય છે તેમ તેમની જીવન જીવવાની રીત તેમનું જીવન સાથીની પસંદગી વગેરે અનેક ગુણો તેમના પરથી શીખવા જેવા છે આ બધાં ગુણોના કારણે જ વિરાટ કોહલી મારો સૌથી પ્રિય ખેલાડી છે